રમતગમતમાં સફળતા ને નિષ્ફળતા તો રમતગમતમાં સફળતા પણ આવી જાય અને નિષ્ફળતા પણ આવે એવા કોઈક ગેમ એવી હોય જે આપણને ફાવતી હોય તો આપણે એમાં સફળ થઈ જઈએ અને કોઈક ગેમ એવી ના હોય જે આપણને ન ફાવતી હોય તો આપળે એમાં નિષ્ફળ થઈ જઈએ જો પણ આપણને જે ગેમ ન ફાવતી હોય તો એ ગેમનો આપણે વારેઘડીએ પ્રેક્ટિસ કરીએ એમાં વારે ઘડી પ્રયત્ન કરીએ એ વસ્તુ કરવાનો એ ગેમ રમીએ વારેઘડીએ તો પ ચોક્કસ આપણે એ વસ્તુમાં સારા થઈ જઈશું તો આપણે પણ એવી ગેમમાં સફળ થઈ શકીએ છીએ અને નિષ્ફળતાનો સામનો કઈ રીતે કરવો તો તમે જોવો કોઈ ગેમમાં નિષ્ફળ થયા હોય તો તમે એ નિષ્ફળતામાં તમે એ નિષ્ફળતાનો બદલો કઈ રીતે લ તો તમે એ ગેમને વારે ઘડીએ તમે પ્રેક્ટિસ કરો એ ગેમની એ ગેમની પ્રેક્ટિસ કરી એ ગેમમાં તમે પાછા જાઓ અને એમાં સફળ થઈને બતાવો તો તમે એ રીતે એ નિષ્ફળતાનો સામનો તમે કરી શકો છો